કપડાં ધોવા માટે હુ વોશિંગ મશીનનો ઉપયોગ કરું છું જેમાં હું એક ઢાંકણું લિક્વિડ નાખું છું અને બે ચમચી એનો વોશિંગ મશીનનો જે પાવડર આવે છે એ નાખું છું વધારે પાણીનો ન બગાડ થાય એટલા માટે મેં સેમી ઓટોમેટિક વોશિંગ મશીન ખરીદ્યું છે જેમાં પાણી તમારી જરૂરિયાત મુજબ જ ભરવું પડે અને જેટલાં કપડાં હોય તેટલું જ તેમાં યુઝ થાય એક વાર યુઝ થઈ ગયા પછી એને ડ્રાય ક્લીન કરવા માટે બાજુના ડ્રમમાં નાખવું પડે એટલે બાજુના ડ્રમમાં નાખી અને એ સ્પિન થાય એટલે કપડાં ઓટોમેટિક સૂકવી જાય અલગ અલગ સિઝનમાં શિયાળામાં રેગ્યુલર એને સુકવતા હોઈએ ચોમ ચોમાસામાં સ્ટેન્ડ ઉપર એને કપડાં સુકવતાં હોઈએ અને ઉનાળામાં તો દોરી ઉપર જ્યાં સૂર્યનો પ્રકાશ ડાઇરેક આવતો હોય ત્યાં સુકવતા હોઈએ